શું કહે વિશાલભઈ ગાયત્રી ઑઈલ મિલમાંથી બોલું છું શું મગફળીનું કેવું ઉત્પાદન છે આ વખતે હા હા મગફળી આપણે ઑઈલ મિલમાં મગફળીની ખૂબ જ જરૂરિયાત છે અને આ વખતે માગ પણ એટલી બધી છે તો સારી પ્રોડક્ટ હોય સારી ક્વૉલિટીમાં મગફળી હોય તો અમને ક્વૉલિટી મોકલજો કારણ કે આપણે એને રીફાઈન કરીને રીફાઇન કરીને આપણે એનું આપણે તેલ કાઢીને લોકોને વેચી શકીએ ના સારી મગફળી હોય મોટા દાણાવાળી મગફળી હોય કોઈ પણ જાતની કોઈ અંદર પ્રોડક્ટ સા ક્વૉલિટીમાં સારી હોય તો એ મગફળી આપણે ચાલે તો મારે આપણે ઘણાં બધી ક્વૉન્ટિટીમાં જરૂર છે તો જો તમે અમને અમારી સાથે થોડો કરાર કરી દો અને સારી એવી ક્વૉલિટીમાં મગફળી હોય એ મોકલી આપો તો સારું રહેશે કારણ કે આપણે અત્યારે મગફળીની એટલી બધી ડીમાંડ છે જેના લીધે આપણું પ્રોડક્શન પણ અત્યારે માલ નથી આપણી પાસે માલ નથી તો પ્રોડક્શન અટકી ગયું છે એના લીધે તો પ્લીઝ જેટલું થઇ શકે એટલું હોય તો તમારી પાસે જે કાંઈ હોય મગફળીની જેટલી પણ માલ હોય તો અમને વેચવામાં તમને સારી કિંમત આપીશું બીજા માર્કેટ ભાવ કરતાં પણ અમે તમને સારું આપીશું સારું આપશું અને તમારો માલ પણ બધો ઘરે બેઠાં વેચાઈ જશે તમારે ક્યાંય નાખવા પણ અમારે મિલે પણ તમારે નાખવા આવવાનું નથી અમારી ગાડી ત્યાં આવીને લઇ જશે અને જે કાંઈ વજન થશે એ પ્રમાણે એનું પેમેન્ટ પણ ત્યાં સ્થળ ઉપર જ અમે કરી આપીશું બીજી વાત કરીશ તો આપણે અત્યારે વિસ્તારમાં ઘણી બધી મગફળીનું વાવેતર થયેલું છે તો તમારા આજુબાજુમાં પણ એવા કોઈ ખેડૂતો હોય જે મગફળીનું વાવેતર કરેલું હોય અને એમને પણ જો વિચાર હોય તો પ્લીઝ એમને પણ કહેજો તો આપણે મગફળીની ઘણી બધી ખરીદી કરીશું અને ઑઈલ મિલની અત્યારે ઑઈલનું એટલું બધું ડીમાંડ છે જ ને આપણે પહોંચી શકતા નથી અને માલની ઘણી બધી અછત છે તો જો તમારી આજુબાજુમાં એવા કોઈ ખેડૂતો હોય તેઓ ઈચ્છતા હોય કે મગફળીનું આપણે વેચાણ કરવું છે તો આપણે એમને ઘરે બેઠા મગફળી ખરીદી લઈશું તેમને ત્યાં ઑઈલ મિલે નાખવાં આવવાની જરૂર નથી આપણે ત્યાં ને ત્યાં વજન કરીને એમને ઑન ધ સ્પૉટ પેમેન્ટ કરી દઇશું બરાબર તો જોજો આટલું એક કરી આપજો બરોબર સારું ભલે ચાલો